મારા મતે મારા વિસ્તારમાં જે પ્રવાસીઓની સંખ્યા તો વધે જ છે કારણ કે હું જ્યાં રહું છું દિલ્લી એ જગ્યાએ સૌથી વધારે જો હોય તો ફરવા ફરવા માટે લોકો પ્રવાસીઓ બહુ આવતા જ હોય છે એટલે વાત કરું સાધનો રહેવા વ્યવસ્થા અને વાહન વ્યવહારની તો ત્યાં થોડી તકલીફ છે પણ થઈ જાય વાંધો ના વાંધો આવે એવો નથી એટલે પ્રવાસીઓને જો આકર્ષિત કરવા માટે જો આપણે કરવું કંઈક કરવું હોય તો ચોખ્ખાઈ રાખવી બહુ જરૂરી છે અને દિલ્લીમાં જો વાત કરીએ પોલ્યુશનની ને એ બધી તો સૌથી વધારે ત્યાં જ છે તો ચોખ્ખાઈ અને પોલ્યુશન વિષે તો કંઈક ને કંઈક કરવું જ જોઈએ એ જ મારો મેઈન કહેવાનો હેતુ છે